દરેક દેશની સંસ્કૃતિ તે દેશની એક આગવી ઓળખ હોય છે અને એમાં પણ ભારત જેવો દેશ જેમાં આટલી બધી ભાષાઓ આટલી બધી અલગ અલગ સંસ્કૃતિઓ વિવિધતા હોય ત્યાં શિક્ષણની અંદર સંસ્કૃતિતો ચોક્કસ આવે જ અને ભાષાઓની વિવિધતા પણ આવે જ આપણા શિક્ષણમાં આમ તો ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત જેવી ભાષાઓ તો ભણાવવામાં આવે જ છે આ સાથે બીજી પણ ભાષાઓ ઉર્દૂ મરાઠી ઉડિયા વગેરે ભાષાઓમાં પણ શિક્ષણ આપવામાં આવે છે દાખલા તરીકે આપણે સુરતની જ વાત કરીએ તો સુરત શહેર છે એક મિની ભારત જેવું છે જ્યાં લગભગ ભારત દેશના તમામ રાજ્યના લોકો વસે છે તો તેમના બાળકો પોતાની માતૃભાષાના શિક્ષણથી વંચિત ના રહે તે માટે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકારના પ્રયત્નોથી વિવિધ ભાષાઓની અંદર શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત સંસ્કૃતિની વાત કરીએ તો શાળામાં અભ્યાસની સાથે ઈત્તર પ્રવૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનો ગુજરાતની સંસ્કૃતિનો પરિચય પણ બાળકોને આપવામાં આવે છે અને બાળકો પણ પોતાની સંસ્કૃતિ ભૂલે નહીં જાળવી રાખે તે માટે પણ શિક્ષકો અને સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે જેમ કે શાળાની અંદર જુદી જુદી સ્પર્ધાઓ જેમ કે ગરબા લોકગીત સ્પર્ધા થોડા ઉપરના લેવલની વાત કરીએ તો જિલ્લા કક્ષાના રાજ્ય કક્ષાના યુવક મહોત્સવ આ કાર્યક્રમોમાં બાળક પોતાની પ્રતિભા તો રજૂ કરે જ છે સાથે સાથે આપણી સંસ્કૃતિનો પણ તે પરિચય મેળવે છે યુવક મહોત્સવનું બંધારણ જ એ રીતનું છે કે જેમાં બાળક યુવાનના વિકાસની સાથે સાથે સંસ્કૃતિનો પરિચય પણ થાય આ ઉપરાંત શાળાઓની અંદર દેશના જુદા જુદા તહેવારો પણ શાળામાં જ ઉજવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે પછી તે ગણપતિ મહોત્સવ હોય નવરાત્રી હોય

શિક્ષણમાં સંસ્કૃતિ એ એક એનું બહુ અગત્યનું અંગ છે અને બહુ હોશપૂર્વક અને ઉત્સાહભેર બાળકો અને શિક્ષકો આ પ્રવૃત્તિમાં ભાગ લે છે